હા ભારતીય ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓને શિક્ષિત કરવાની અને રોજગાર મળવા માટે મદદ કરતી ઘણી સંસ્થાઓ છે અહીં કેટલાક ઉદાહરણ છે એક શ્રમજીવીઓનું સેન્ટર આ સંસ્થા ખેતી નણદાઈ અને ગૃહ ઉદ્યોગોમાં કામ કરતી મહિલાઓને લઘુ વાણિજ્ય અને વિષય માર્ગદર્શન આપે છે બે માનવ વિકાસ નિગમ આ સરકારી એજન્સી ગરીબોની ફળદાઈ વિકાસ માટે વિવિધ શૈક્ષણિક અને રોજગાર ઉદ્દીપક કાર્યક્રમો ચલાવે છે ત્રણ વિશ્વ બેન્ક અને ડેવલપમેન્ટ ફાઉન્ડેશન આ સંસ્થાઓ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના વિકાસ માટે વિવિધ યોજના અને પ્રોજેક્ટો પર કામ કરે છે ચાર સંગઠન માટે નેટવર્ક આ અંતરરાષ્ટ્રિય સંસ્થા સમાજમાં ન્યાય અને સમાનતાના અભિગમ સાથે ગ્રામીણ મહિલાઓને શિક્ષણ અને રોજગાર માટે સહાય આપે છે આ સંસ્થાઓ પોતાની સેવાઓ અને કાર્યક્રમો દ્વારા મહિલાઓને સશક્ત બનાવાની કોશિશ કરે છે હા કેટલાક જાણીતા સામાજિક કાર્યકરો છે જે ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય અને રોજગારી મેળવવામાં મદદરૂપ રહ્યા છે કેટલાક ઉદાહરણો છે એક પ્રોફેસર અમૃત રામ તેમને વિવિધ રાજ્યમાં મહિલાઓના કૌશલ્ય વિકાસ